હેલો ઓલામાંથી વાત કરો છો હું પ્રતિભા બેન વાત કરું છુ હવે મેં હરિદ્વાર જવા માટે દિલીથી હરિદ્વાર તારીખ પંદર આઠ ચોવીસ માટે મેં તમારી ત્યાંથી ટેક્સી નોંધાવી છે અને રૂપિયા પાંચ હજાર અગાઉથી ચૂકવી દીધા છે એ મેં તમને તારીખ પાંચ આઠ ચોવીસના રોજ જી પેથી મોકલ્યા તા હવે મારે ઘરમાં પ્રસંગ અચાનક આવી જતાં આ આખો કાર્યક્રમ રદ કરવો પડશે તો હવે મને ટેક્સી પણ રદ કરાવી છે તો તમે એ રદ કરીને મને મારા એકાઉન્ટમાં કે ઓનલાઈન ગૂગલ પે કે ફોનપેમાં પરત કરી શકશો મારું ઓનલાઈન આઈડી પીકે પટેલ એટ ધ રેટ ઓકે એચડી એફસી છે અને મારું બેન્ક એકાઉન્ટમાં મોકલવા હોય તો એકબે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ છે તેનો આઈએફ એસસી કોડ બાવીસ ત્રેવીસ એડીએફસી ચોવીસ છે